હા હું વચલી પેઢીની માણસ છું જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે સમતુલા જાળવવા માટે હું સતત પ્રયત્નશીલ બનવા માગું છું અને સામાન્ય રીતે જોવા જઈએ તો બંને જુદાં જગત છે અને બંને પેઢીઓને હેન્ડલ કરવા માટે મારા ઘણા બધા અનુભવો પણ છે સામાન્ય રીતે મારા ઘરની વાત હું સૌ પ્રથમ અહીંયા મૂકીશ તો મારા બા અને દાદા એ જૂના વિચારોવાળા છે અને જૂના વિચારોના કારણે એમને અમારા જોડે વિચારો સેટ થતા નથી કારણ કે પહેલાંના સમયમાં છોકરીઓને ભણવા માટે એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતી નહોતી જ્યારે અત્યારની પેઢીમાં છોકરીઓને ભણાવવાનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે અને પ્રધાનમંત્રીની યોજના હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓનો નિયમ પણ હવે અમલમાં મૂકવામાં આવે છે અને આ બંને પેઢી વચ્ચેની હું સમતુલા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માગું છું અને આ બાબતો પણ મહત્ત્વની છે અને હું આ બાબતોને સતત હેન્ડલ કરતી રહીશ